હકીકતમાં હું જે સ્કૂલમાં ભણી એ સ્કૂલમાં લાયબ્રેરી તો નોહતી પરંતુ મને વાંચવાનો બહુ જ શોખ હતો હું જ્યારે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે મારી એક ફ્રેન્ડ છે એ એ વાંચવાનો ખૂબ જ શોખ ધરાવતી હતી ત્યારે એમના પાસેથી મેં એકાદ બે પુસ્તકો લઈ અને થોડું વાંચન નો પ્રયત્ન કર્યો તો મને બહુ જ સારું લાગ્યું એ જમાનામાં મોબાઈલ ફોન કે એવું નોહતું એટલે પુસ્તકો એક જ એવી વસ્તુ હતું જે અમને જકડીને રાખતા હતા કેટલીક વખત પુસ્તકોમાં એટલા ગુમ મગ્ન થઈ જતાં કે જમવાનું કે એ પણ યાદ ન આવતું બાળપણમાં મેં સૌ પ્રથમ પુસ્તક વાંચ્યું હતું એ હતું ડોક્ટર આઈ કે વીજળીવાળાનું મોતી ચારો મોતી ચારાની છ શ્રેણીઓની પુસ્તક માળા છે જેમાં નાની નાની એક કે બે પેજની વાર્તાઓ હોય છે જે અત્યંત મોટિવેશનલ જેને આપણે કહી શકીએ હા તે સિવાય ડોક્ટર આઈ કે વીજળીવાળાના સાહિત્ય કથાઓ જેમ કે સાહસ કથાઓ હોય છે હીરાનો ખજાનો છે લોલ ટૂનની ગુફાઓમાં છે જે મહદ અંશે આફ્રિકાના જે વિસ્તાર હોય છે એમાં જે આવેલી અમુક જેમ કે ઈજિપ્ત ઈજિપ્તના કોઈ પ્રદેશો છે કે કોઈ ગુફાઓ છે જેમાં જે પ્રવાસની કોઈ ટુકડીઓ જાય છે અને એને અનુભવેલા પ્રવાસ વર્ણનો અને એક સાહસ કથાઓનો અદભૂત વર્ણન હોય છે જે વાંચીને આપણને એવું જ લાગે કે જાણે આપણે ત્યાં એ એમની સાથે જ છીએ એટલું અદભૂત વર્ણન કરે છે ડોક્ટર આઈ કે વીજળીવાળા ત્યાર બાદ પોલીએના પુસ્તક મેં વાંચ્યું હતું બાળપણમાં પોલીએના પુસ્તક તો એટલું જ હકારાત્મક વલણ અને પોઝિટીવિટી ડેવલપ કરવા માટેનું અદભૂત પોલીએના પુસ્તક છે પોલીએનામાં એ એની વાર્તામાં એવી રીતે હોય છે કે જે અગિયાર વર્ષની નાની બાળકી હોય છે જે જેણે એના માતા અને પિતા બંને બંનેનો સાથ ગુમાવ્યો હોય છે એ પોતાની સાવકી માં તરીકે ઓળખાતી એમની એ માસી પાસે એને મોકલે છે જ્યારે એના પિતાનું એને માતાનું નાનપણમાં જ અવસાન થઈ ગયેલું હોય છે તે પિતા પાસે મોટી થાય છે એ પિતા કેટલાક સમય સુધી એનું જતન કરે છે પણ ત્યાર બાદ એના પિતાનું અવસાન થતાં તે તે કેથોલિક ચર્ચના જે સમાજ સેવકો દ્વારા થોડો સમય ઉછરે છે ત્યાર બાદ એમને એમના માસીને ત્યાં મોકલવામાં આવે છે એના માસી સ્વભાવે થોડા અકળું જેને આપણે કઈ શકીએ એ પ્રકારના સ્વભાવના હોય છે તેમ છતાં એ આ એના પિતાએ એને વારસામાં આપેલી એક માત્ર જે સંપત્તિ હતી એ હતી હકારાત્મકતાની પોઝિટીવિટીની એક ગેમ હતી જેને એ દરેક કોઈપણ પરિસ્થિતિમાંથી એ શું પોઝિટિવ છે શું હકારાત્મક છે એ શોધવાનું અને જેટલી ખરાબ પરિસ્થિતિ એમાંથી એ ગેમ રમવાની વધારે મજા આવે એ એવી એવા વલણ સાથે એના પિતાએ એને એક વસ્તુની ભેટ આપી હતી એ વલણ સાથે એ અદભૂત હકારાત્મકતા ફેલાવે છે અને પ્રયત્નો એવા કરે છે કે સમગ્ર જે એ જ્યાં રહે છે એની અસપાસનું વાતાવરણ અને બધું અદભૂત હકારાત્મક અને એવી રીતે યોજાય એવી રીતે એ પોલીએના પોઝિટીવિટી માટેનું એકદમ સુદ્રઢ ઉદાહરણ છે ત્યાર બાદ ગુજરાત સમાચાર માં શનિવારના રોજ આવતી પૂરતી ઝગમગ ઝગમગ વાંચવાની પણ મને ટેવ હતી જે ઝગમગ હતું એમાં હવે હાલ તો વાંચવાનું એટલું બનતું નથી પરંતુ ઝગમગ માં નાની નાની વાર્તાઓ કે કેટલીક પઝલ હોય છે એપ એ સિવાય રસપ્રદ માહિતીઓ વિજ્ઞાનને રિલેટેડ પણ રસપ્રદ માહિતીઓ આવે છે એને કિડ્સ વર્લ્ડ આવતું હતું એ કિડ્સ વર્લ્ડમાં એક વખત મેં મારું બનાવેલું જે ડ્રોઈંગ હતું એ મોકલ્યું હતું અને એ એ લોકોએ પ્રસિદ્ધ કર્યું હતું એ બાળ ઉમરે આપણું આપણી કોઈ રચનાનું છાપામાં પ્રસિદ્ધ થવું એ અદભૂત આત્મવિશ્વાસથી આપણને ભરી દે છે ત્યાર બાદ જુલ વર્લ્ડ જુલ વર્લ્ડની ઘણી બધી પુસ્તક માળાઓ મેં વાંચેલી છે મહદ અંશે સાયન્સ ફિક્શન જેને કહી શકાય અને પ્રવાસ વર્ણનો હોય છે જેમાં સાહસિકોની સૃષ્ટિ હીરાનો ખજાનો પાતાળ પ્રવેશ એસી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા વગેરે જેવી બહુ જ સરસ સાહસિકોની સૃષ્ટિ મારી સૌથી મનપસંદ રહેલી પુસ્તક છે જેમાં એ પાંચ જણા હોય છે એ આ ટાપુ પર કોઈક રીતે ફસાઈ જાય છે અને ત્યાં એ જે રીતે જીવન પોતાનું સર્વાઈવ કરે છે એ એની અદભૂત રીતે વર્ણવેલી કથા છે ત્યાર બાદ હરકિશન મહેતાના પુસ્તકો પણ મને વાંચવા ગમતા હતા હરકિશન મહેતા એ અદભૂત ગુજરાતી લેખક છે હરકિશન મહેતાની લેખન શૈલી એવી છે કે જે તમને જકડીને રાખે જેના પુસ્તકો જે સંસારી સાધુ પીળા રૂમાલની ગાંઠ હીરાનો જોગ સંજોગ મુક્તિ બંધન વગેરે જેવા અદભૂત નવલકથાઓ એમાં એમણે લખેલી છે થેન્ક યુ